હા હું એમાંથી જ વાત કરું છું

અચ્છા અચ્છા

અચ્છા એટલે તમારું ભણતરને એ કેટલું છે તમારું રી જે સર્ટિફિકેશન અચ્છા અચ્છા

હા હા હં હં હં હં અંહં તો તમે મને તમારા જે પણ સર્ટિફિકેટ્સ ને જે પણ છે તમારું જે પણ તમારી ડોક્યુમેન્ટ જો હોય એ તો એ તમે મને મોકલી આપો તો પછી હું તમને જોઉં કે કંઈ વેકેન્સી હોઈ તો તમને પહેલાં કન્સીડર કરીશ પણ મારે તમારું તમારા પહેલાં સર્ટિફિકેટ જોવા પડશે ને તમારાં હા તમારો રીઝયુમ હમ્મ હમ્મ એ ત્યાં તમારું કેટલું પગાર છે પંદર હજાર ને તમારી એક્સપેક્ટ અચ્છા હા તો સારું કઈ વાંધો નહીં તમે મને તમારા રિઝયૂમેં તો મોકલી આપો પછી હું જોઉં તમારા લાયક કંઈક કામકાજ હોય તો સૌથી પહેલાં તમા તમને જ કન્સીડર કરીશ પહેલાં હું વાત કરી લઉં મારી કંપનીમાં મારી કંપનીમાં વાત કરી લઉં હું ઠીક ઠીક છે ઓકે ઓકે થેન્ક્યુ